હા સર હું સંતોક ચેરીટે એનજીઓ વર્કરમાંથી બોલું છું અમે તમારા ગામમાં કેમ્પ કરવા માંગીએ છે જે મેડિકલને રિલેટેડ છે તો તમારા ગામમાં લોકોના શું કે આંખના ઓપરેશનને લગતું કોઈ મતલબ કોઈપણ બીમારી હોય એનો ઈલાજ કરવા માંગીએ છે તો તમારી પરમિશન જોઈએ છે

હા મતલબ મફત અમારા જોડે એકદમ બેસ્ટ ડોકટરોની ટીમ છે જે તમને અલગ અલગ ચેકઅપ કરશે સલાહ આપશે અને એના વિશે શું શું કરી શકાય કે કઈ રીતે બચી શકાય એના વિશે અમે વાત કરીશું અને ચેકઅપ પણ કરીશું મતલબ કઈ ટાઇપનો બાયોડેટા બરાબર મતલબ આંખ મતલબ આંખની સારવાર છે કઈ દુખાવો થતો હોય કે મતલબ કોઈપણ જાતની બીમારી હોય તો અમે તેના વિશે તમને જણાવીશું એના માટે શું સારવાર લઈ શકાય એના વિશે કહીશું અને સારવાર મફતમાં મળશે અને દવાઓ પણ અમારો ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે મતલબ તમે પરમિશન આપતા હોય તો અમે તમારા ગામમાં કેમ્પ કરવા માંગીએ છીએ હા તો મતલબ ક્યારે તમે બધાને ભેગા કરશો હા તો અમે અગ્યાર બાર બે હજાર ચોવીસના રોજ તમારા ગામમાં આવીશું તો તમે સૌ ગ્રામજનોને કહી દેજો કે ટ્રસ્ટ મતલબ બહારથી ડોકટરો આવવાના છે અને તમારી ચીકીત્સા કરશે અને તમને દવાઓ આપશે ને એના વિશે તમારે જણાવી દેજો